હલો મેમ હું મે નેહા બોલ રહી હું કે આ આપણા ઈંગ્લીશના ક્લાસીસ ક્યારથી ચાલુ થાય છે હં હં

હા મેડમ એમાં એવું છેકે મારે બેઝિક ઈંગ્લીશના જે પાયારૂપથી જે શીખવું હોય તો તમે એબી શિખવાડી શકો અમે હ હ તો મેડમ ફીઝનું પ્લાન આયોજન કેવી રીતના છેકે ફીઝનું ચાર્જ શું છે કે એ તમે મોકલશો મને મારા વોટ્સેપમાં ઓકે થેન્ક યુ મેડમ આ ઇન્ફોર્મેશન જે લોકેશન છે એ બધુ વોટ્સએપ ગ્રુપમાં મોકલશોને થેન્ક યુ મેમ